કેમ છે રાજ ભાઈ હા યાર કેટલો અવાજ કરે હે એના લીધે કેટલી પ્રોબ્લમસ થાયે હે ઘરનું ફર્નિચર ખરાબ થઇ ગયુ છે ધૂડ ધમાહ થઈ ગયુ છે બધુ ઇ એક તો કામ વાળાયે રજા ઉપર છે બધુ હાથે કરવું પડે છે એકચૂલી ને કામ શું છે એખબર કાઈ તમને તો ભઈ એના દાળના લીધે આપડે હું કામ અટલી બધી પ્રોબ્લ્મ ફેસ કરીયે ઇ દાળ ગારસે હું દુકાન માંથી આપણ ને પાણી વાપરવા આપસે તમને નથી લાગતું કે આપડે બધા મડીને એમ નમ કેવું જોઈએ કે તમે કામનો સમય બદલો બાળકો ભણતા હોય આપડે પોત પોતાનું કાઇ કામ હોય અટલો બધો અવાજ આવતો હોય ને આટલું બધુ ડસ્ટ ને ઉડતું હોય તો આપણે શું કરવાનું હા કરવું જ પડસે નક આમ ને આમ તો કેટલા દિવસ હાલસે કાલ હવારથી એક્ઝામ સરુ થઇ હે તો પછી વાંચવામાં કેટલું નળે હા સાચી વાત છે શાંતિ જરૂરી છે કાઇ વાંધોનઈ તમ તમે ઓકે આવજો જે સી